હું ગરવા ગિરનારની ગોદમાં એટલે કે જુનાગઢમાં વસું છું અમારું જુનાગઢ એ ગિરનારની તળેટીમાં વસેલું છે અહીંયા ગિરનારને લીધે સારું એ વાતાવરણ અને શહેર એ ખૂબ ધર્મથી અસર થયેલું છે અને ધર્મમય માહોલ સદા છવાયેલો રહે છે કારણ કે ગરવા ગિરનાર ઉપર મા અંબામાનો વાસ છે દત્તાત્રેયનો વાસ છે અને નેમનાથ ભગવાનનો વાસ છે ભગવાન નેમનાથના અહીં બે કલ્યાણ થયાં છે એક તેમનું દીક્ષા કલ્યાણ અને તેમનું નિર્વાણ કલ્યાણ આ એક એવી ઉત્કૃષ્ટ અને ઉત્તતમ ભૂમિ છે કે જ્યાં વસવાથી અમારા રોમે રોમમાં ધર્મનો માહોલ છવાયો છે કારણ કે પ્રભુનાં સાંનિધ્યમાં આવવા માટે સમગ્ર વિશ્વમાંથી અહીં લોકો આવે છે અને જૈન ધર્મની વધુને વધુ ઉપાસના થાય છે આ સિવાય મા અંબાનું સ્થાનક છે એટલે જાત્રાળુઓ નિરંતર અહીં આવ્યા કરે છે અને મા અંબાની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે આજે તો હવે અહીં રોપવે પણ થઈ ગયું છે પરંતુ આજે પણ શ્રદ્ધાળુઓ પોતે ગરવા ગિરનાર ઉપર ચડીને જાત્રા કરે છે અને સૌથી ઉપરની ટૂકે દત્તાત્રેયનો વાસ છે જે પરમ પવિત્ર વાસ છે અહીં પણ આસ્થા અને શ્રદ્ધાથી દૂર દૂરથી સમગ્ર દેશમાંથી લોકો પોતાની શ્રદ્ધાનું ભેંટણું લઈને આવે છે આમ અમારો વિસ્તાર એટલે કે જુનાગઢ અને આસપાસનો વિસ્તાર એ પર્યટનને ખૂબ અસર કરે છે કારણ કે માણસો પોતાની શ્રદ્ધા લઈને ઠેર ઠેરથી આવે છે અને આમ વધારે શિયાળામાં તો લોકો આ ધર્મ સ્થાનક ક્યારેય ચૂકતાં નથી આ ઉપરાંત અમારા જુનાગઢની પાસે વેરાવળ નજીક જ થાય ત્યાં પણ સોમનાથ મહાદેવનું મંદિર છે કે જે જગતનાં પ્રખ્યાત જ્યોતિર્લિંગમાનું એક છે અહીં પણ શિવજીની આરાધના કરવા દૂર દૂરથી લોકો આવે છે અને પોતાની આસ્થા અને શ્રદ્ધાનું મૂલ્ય અવલોકન કરે છે આમ આપણે જોઈએ તો અમારો ગુજરાત અને તેમાંય આવા અનેક ધાર્મિક પર્યટન સ્થળો છે કે જ્યાં લોકો નિરંતર પોતાનાં દર્શન માટે આવે છે આ સિવાય પાલીતાણા કે જ્યાં ભગવાન આદિશ્વર દાદા બિરાજે છે ત્યાં પણ લોકો ખૂબ પોતાના જાત્રા અર્થે આવે છે અને પાલિતાણાનો ડુંગર ચડે છે ચોમાસાના ચાર મહિના પાલીતાણામાં જાત્રા થતી નથી નીચે તળેટીમાં જ બધા દર્શન કરે છે પણ તળેટીનો પણ માહોલ એટલો સરસ છે કે ત્યાંનાં અનેક દેરાસરોનાં દર્શન અને ભક્તિ અને અર્ચન કરીને લોકો પોતાની જાતને પવિત્ર માને છે આમ ત્યાં પણ લોકો સમગ્ર દેશમાંથી આવે છે અને જૈન ધર્મના આ થી અને આરાધના કરે છે